હું નાની હતી અને મમ્મી મને બહુ સરસ સરસ વાનગી મારાં મમ્મીને બનાવતા આવડતી અને અમે ભાઈ બહેનો પણ બહુ જ ખાવા પીવાના શોખીન હતાં એટલે મમ્મી અમને શું ભાવે છે એ બધું બનાવી દેતાં એમાં મને મમ્મીના હાથની બધી વસ્તુ ભાવતી એમાં મને મગની દાળનો શીરો બનાવતાં મમ્મી એ બહુ જ ભાવતો હતો અને મમ્મી પણ મને અવાર નવાર બનાવી દેતાં પરંતુ વર્ષો ગયાં અને સાસરે આવી ગઈ પછી ત્યાં કોઈને નહોતો ભાવતો મગની દાળનો શીરો એટલે ઘરે ક્યારેય બનાવવાનું બનતું નહીં ને મને એટલો બધો ફાવતો પણ નહીં આવડતો નહીં મમ્મી બનાવતાં ને એટલે પહેલાં પછી જ્યારે પણ હું પિયર જાઉં ત્યારે મમ્મીને જતા વેંત કહું પહેલાં કે મને તમે મગની દાળનો શીરો બનાવી દો એટલે મમ્મી ત્યાં હું રોકાઉં એટલા દિવસ મને મેક્સિમમ રોજ એકાંતરે એકાંતરે પણ શીરો મને બનાવીને મમ્મી ખવડાવતાં અને મને ભજીયા પણ નાની હતી ને ત્યારે મમ્મીનાં ઘરે જાત જાતનાં દસ બાર જાતનાં ભજીયા બનાવતાં નાનાં નાનાં પણ એ મને ભાવતાં બહુ મમ્મી ને બનાવતાં એ પણ પછી એટલી બધી એમાં મહેનત કરતાં ને મમ્મી કે એ જોઈને મને થોડુંક ભજીયા ભાવતાં ખરા પણ બનાવવાની આળસ થઈ ગઈ એ બધું જોતી ને બહુ પહેલેથી કરતી એટલે એટલે અહીંયા આવીને ભજીયા બનાવવાં બહુ ન ગમતાં ભાવતાં પણ એટલે અમારા બાજુમાં જે કુંદન બહેન કરીને પડોશી હતાં ને એમની સાથે મારે બહુ સારા રિલેસન ને એને સરસ બનાવે એ ભજીયા એટલે જ્યારે મને ભજીયા ખાવાનું મન થાય ત્યારે હું એને કહું કે તમે મને ભજીયા ખાવાનું મન થયું તમે ભજીયા આજે બનાવો એટલે એ મને બનાવી દે અને હું ખાઈ લઉં છું ભજીયા અને મારા બાળકોને પણ બહુ જ અલગ અલગ બધી વેરાયટીઓ ખાવાનું ખૂબ જ બન્ને બાળકો છે મારા મિસ્ટર છે બહુ જ શોખીન છે રોજ આમ રિપીટ વસ્તુ ન ભાવે રોજ અલગ અલગ આઇટમો જોઇએ છે એ લોકોને ફરસાણ પણ બહુ જ ભાવે છે એટલે રોજ અમારે સાંજેય ફરતું ફરતું એ બધી આઇટમો બને છે એમાં છોકરાઓને સ્વીટ પણ બહુ જ ભાવે છે રોજ જમવામાં બપોરે અમારે સ્વીટ એક તો જોઈએ જ કાંઇને કાંઇ બનાવી રાખવી પડે એમ લાડુ બનાવીએ ચૂરમાના લાડુ બનાવીએ મગજના લાડુ બનાવું કે કાંઇપણ પાક છે ટોપરા પાક છે એ પણ કાંઇકને કાંઈ બનાવી રાખવું પડે છે એમાં અમારા છોકરાઓને જે આપણે સત્ય નારાયણની કથામાં શીરાનો પ્રસાદ આવે એ નાના હતા ત્યારથી બહુ ભાવે એટલે મને એમ કહે મમ્મી ઓલો પ્રસાદીનો શીરો બનાવી દે એટલે અવાર નવાર કાંઇપણ હોય તો રવાનો શીરો અમારા ઘરમાં બહુ બને છે ને એ પણ છોકરાઓને બહુ ભાવે છે અને સ્વીટમાં પણ મને ચૂરમાના લાડુ પણ મને બહુ જ ભાવે છે એમ એટલે મારે કાંઇપણ હોય ઘરે પણ બનાવીએ છીએ પણ બીજા બધાને એટલા બધા નથી ભાવતા એટલે મારે બરડે હોય કે હોય ને તો મારા છોકરાઓ ખાસ મારા માટે ચુરમાના લાડુ બહારથી લઈ આવી દે છે મને ખબર ન હોય એ રીતે અને ક્યારેક હું મારા ઘરે પણ બનાવું છું પણ મારા ખુદ માટે બનાવતા મને પછી આળસ આવે બાળકોને ભાવે એ બનાવી દઉં છું બધું એટલા માટે